ઓનલાઈન સ્કૂલ અને શિક્ષણ બાળકોનાં જીવન પર ખૂબ જ ખરાબ ખરાબ અસર કરે છે જેવુ કે આપણાં ત્યાં બે ત્રણ વર્ષ પહેલાં એક લોકડાઉન આવ્યું હતું અને કોરોના આવ્યું હતું એનામાં શિક્ષણ બધી શૈક્ષણિક જે વસ્તુઓ છે જેમ કે સ્કૂલ છે ટુશન છે આ બધુ ઓનલાઈન ભણાવવામાં આવતું હતું અને બાળકો એ વિદ્યાર્થીઓ એ માટે ઓનલાઈન ભણવામાં ટેક્નોલૉજીનો ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ કરતા હતા કારણ કે સ્કૂલ ચાલું હોય સ્કૂલમાં લેકચર બધા ઓનલાઈન લેવાતા હતા એ ઓનલાઈન લેકચર ચાલુ હોય અને આ બધા એકેય બાળકોનું તેના પર ધ્યાન ના રહે કારણ કે મોબાઈલ એક એવી વસ્તુ થઈ ગઈ છે કે જેમાં ગેમ છે મુવીઝ છે વિડિયોઝ છે એ બધું જોવા માટે બાળકો યુઝ કરે છે અને ભ ભણવા માટે એ ચીજ યુઝ સૌથી ઓછા પ્રમાણમાં યુઝ કરતાં જોવા મળે છે એટલે ઓનલાઈન સ્કૂલ અને શિક્ષણ બાળકોનાં જીવન પર ખૂબ જ ખરાબ અસર કરે છે આ મારો એક અભિપ્રાય મેં તમને જણાવ્યું છે